યસ યસ બોલો કયો ફોન ઓકે અચ્છા જુઓ રિયલ મિ નાઈન પ્રો એડિશન જે છે એ એકસો આઠ મેગા પિક્સલ કેમેરા સાથે આવે છે એલ્તે એમાં જુઓ ફીચર્સમાં તમને વાત કરું તો છ પોઈન્ટ ચાર ઇંચની એમોલેડ કર્વ ડિસ્પ્લે આવે છે કર્વ ડિસ્પ્લેમાં તમને ખ્યાલ આવે ને સ્ક્રીનમાંથી સાઈડ અ અ રેડી અને પાંચ હજારની પાંચ હજાર એમ એચની મેસીવ બેટરી આવે છે એટલે તમારે ચાર્જ કરવામાં એ લગભગ વાંધોન મીન્સ કે તમારે રેગ્યુલર યુઝમાં તમે દિવસમાં એક વાર ચાર્જ કરશો તો આખો દિવસ ફૂલ ડે ચાલશે અને હવે પ્રોસેસરની વાત કરું તો કોકલમ સ્નેપ ડ્રેગન છસો એંસી ઓક્ટા કોર પ્રોસેસર છે જે ગેમિંગ માટે પરફેક્ટ છે તમે હેવી બી હેવી ટાસ્ક કરી શકો કાંઈ પણ ચોંટ્યા વગર કે લેગ થયા વગર અને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આવશે રેડી અને બાકી હા ઈજ કહું જો આઠ એકસો અઠયાવીસ છે બાર બસો છપ્પન છે ઈતો તમે તમારા ઉપર ડિપેન્ડ કરે કે તમે કેવો વેરિયન્ટ પસંદ કરો છો બાકી રિયલ મી ના ફોનની જો હું તમને પર્સનલી એડવાઈસ આપું તો રિયલ મીના ફોન બહુ જ મસ્ત હોય છે રેડી એમાં તમારે કોઈપણ પ્રકારની કોઈ એમાં તમે હેવી ટાસ્ક પણ કરી શકો કેમેરાનું રિઝલ્ટ પણ એક નંબર છે ડિસ્પ્લે પણ એવી છે એના અંદરના ફીચર પણ એકદમ કંપલેટ સિક્યોરેટીબલ છે તમે આમ ગેમિંગ ફોન તમે કહી શકોને એ રીઅલ મી નાઇન પ્રો છે અને અત્યારનું લેટેસ્ટ વર્ઝન છે એમ તમે કઈ શકો કે ભાઈ આ વેરીએન્ટનું પ્રાઇઝ એની નાઉ વીસ હજાર એકવીસ હજાર આજુબાજુ થાય રેડી એકવીસ સમથિંગ છે એક્ઝેક્ટ યાદ નથી પણ એકવીસ સમથિંગ છે મેં હમણાં અપડેટ નથી કર્યું હું જોઈ લઇશ પછી એકઝેટ એકવીસ સમથિંગ આળેગાળે રાખોને એકવીસ હજારની આજુબાજુ ક્રેડિટ કાર્ડ હા એની ઊભા રહો કેલ્ક્યુલેશન કરી આપું હા હા તમારે જો એમાં ઈએમઆઈ વેચાઈ જાય રેડી એક હજાર ઓગનત્રીસ રૂપિયાનો પર મંથનો હફતો આવે રેડી એટલે ચોવીસ બે વરસ સુધીની લોન થાય તમારે એટલે ચોવીસ મહિના એક હજાર ઓગણત્રીસ રૂપિયા પર મંથ ઈએમઆઈ આવશે રેડી ટૂંકમાં આખો હફતો એટલે એ તમને કાક ચોવીસ હજાર સમથિંગ પડે ચોવીસ હજાર રૂપિયા જેવું થાય તમે ગણોને એ તમને કેટલા ખબર ચોવીસ હજાર છસો છન્નું રૂપિયામાં પડે આખો મોબાઇલ ઓકે વિઝિટ કરજો